હમમ ભાઈ બોલો બોલો બોલો અમે હમણાં મીન્સ ગયા હતા કાશ્મીર બાજુ ગયા હતા હમમ બસ લગભગ મિન્સ કહેવાય બારેક દિવસ જેવી ટૂર હતી એટલે બધા મિન્સ બધા ફે આપણે કે ફે ફેમિલી સાથે બધા ગયા હતા બાર દિવસ ફરી આવ્યા હા ના ના ત્યાં કંઈ બીચ જેવું ત્યાં તો મસ્ત પહાડીઓ છે અને જ જે બધા જોવાનાં સ્થળ છે ને એમાં મેઈન સ્થળ તો મિન્સ કહેવાય પહેલગામ પછી ગુ મિન્સ કહેવાય ગુલમર્ગ છે એ બહુ જ બહુ જ મસ્ત સ્થળ છે એમ સ અ આપણે કે કહેવાય ને કાશ્મીર હા તે આપણા મિન્સ કહેવાય પૃથ્વીનું સ્વર્ગ છે

હા બહુ જ અ બહુ જ ક્લાસિક છે બરાબર

બરાબર બરાબર હા બરાબર હા બરાબર બરાબર બરાબર

બરાબર હા હા અરે બહુ મજા આવે બહુ મજા આવે બહુ મસ્ત લીલોતરી હોય અત્યારે તો ખરેખર હા ખરે ખરે અહીંયા છે ને આ આપણે કહેવાય મીન્સ એ કહેવાય ગો ગો ગોવા બાજુ ગોવા ગોવા બાજુ જાવ તો તો પણ મજા આવે અત્યારે નથી હમમ હમમ હા હા હા હમ બરા બરાબર હા હા હા હા હા હા હા ચાલે ચાલે જઈ અવાય હમ હમ હમ બરાબર હા હા

હોવ બધું છૂટ છે આપણે તો હા હા

બરાબર હમ બરાબર બસ બસ હમણાં જઈ આવ્યા હવે કદાચ હ હ જઈએ તો ય મીન્સ એ બાજું જ ક્યાંય છે એમ મીન્સ કે ક મીન્સ કે ગોવા બા બાજુ જવાની ઈચ્છા છે એ એ રહ્યું જોવાનું હમણાં બાકી છે એટલે ત્યાં જ એ એ લગભગ એ સાઈડ જવાની છે ઈચ્છા આમ આ બ આ બધા છ મીન્સ છો છોકરાઓને મિન્સ લગભગ જે થાય ને વેકશન પડે એટલે મિન્સ તે વખતે જો જોવા જઈ આવીએ